નમસ્તે હું આજે એક સ્વેટર ખરીદવા માટે આવી છું મારું બજેટ પાંચસો રૂપિયા સુધીનું છે અરે વાહ આ સ્વેટર ખૂબ જ સુંદર છે તેની કિંમત શું છે ઠીક છે હું તેને ખરીદી લઈશ સારું આ સ્વેટર મારે બદલાવવું કે પાછું આપવું હોય સાઈઝ કે બીજા કોઈ કારણોસર તો તમે મને કરી આપશો સારું ધન્યવાદ હું મારા મમ્મી પપ્પા અને ભાઈ માટે પણ તમારી દુકાને સ્વેટર ખરીદવા આવીશ આભાર ફરી મળીશું સારું આભાર